જે રીતે સવાલ પૂછવામાં આવ્યો છે કોરોનાને લગતો સવાલ હોય એવું મને લાગી રહ્યું છે તો હું કોરોનાને ધ્યાનમાં રાખીને આનો જવાબ આપવાનું પસંદ કરીશ તો આ કોરોનાના સમયમાં અમારા વિસ્તારોમાં જે વેન્ટિલેટર કહેવાય એની તો ખૂબ જ અછત હતી વેન્ટિલેટર તો સાઈડ પર મૂકો પણ બેડ બી લોકોને પૂરતા પ્રમાણમાં નહોતા મળી રહેતા લોકોને એડમિટ થવા માટે પણ ખૂબ જ હાલાકી એ લોકોની મચી હતી પ્લસ રસીકરણ કેન્દ્રો પણ એટલા નહોતા રસીકરણ કેન્દ્રોમાં પણ ખૂબ જ લાઇનો હોતી તી અને લાઇનોમાં કલાકોબંદ ઊભા રહ્યા પછી બી પાછું આવવાનો વારો થતો હતો કેમ કે રસીકરણ કેન્દ્રો પર પૂરતી રસીઓ ન હોવાને કારણે લોકો લાઇનમાં ઊભા રહીને પાછા વળી જતા હતા રસીઓની અછતના કારણે